હું સંગીતમાં ખૂબ રસ ધરાવું છું અને ગીતની પસંદગી માટે હું સૌપ્રથમ આપણાં દેશપ્રેમી ગીતોનો ઘણો બધો મને શોખ છે રાષ્ટ્ર ગીત માટે જ મને ગર્વ છે જ પણ એની સાથે દેશભક્તિનાં ગીતો શૌર્ય ગીતો એમાં ઘણો ઘણો જ મને ઇન્ટરેસ હોય છે અને એના માટે હું સંસ્થામાં જે સંગીત વિશારદ સુધીના વર્ગો ચાલે છે તેમાં સામેલ થાઉં છું અને જુદા જુદા શાસ્ત્રીય સંગીતમાં પણ હું ભાગ લઉં છું તબલા હાર્મોનિયમ ની પણ તાલીમ લઉં છું એનું પણ મને ઘણો શોખ છે અને સંગીતની દુનિયા હું જીવનમાં અગ્રિમતા આપું છું સંગીતનો શોખ તમામને હોવો જ જોઈએ સંગીત એક એવી કળા છે કે એનાથી આત્મસંતોષ મળે છે સંગીત વગર આપણું જીવન અધૂરું છે એવું મારુ મંતવ્ય છે અને હર પળ સુખમાં હોય દુઃખમાં હોય હર્ષ હોય કે શોક હોય પણ સંગીત હર હંમેશા સંજોગો અનુસાર ગાવામાં આવે છે જેવા સંજોગ હોય તે પ્રમાણેનું સંગીત આજે આપણે આપણા સમાજમાં આ પીરસે છે અને આપણા દેશનું શાસ્ત્રીય સંગીત તેમ જ ભરતનાટ્યમ આરંગેત્રમ જેવા ઊચ્ચ કક્ષાના કલાકારોને ભાગમાં જાય છે તે ખરેખર આપણા દુનિયામાં આપણો દેશ આ શાસ્ત્રીય સંગીતમાં ઘણો બધો આગળ છે અને આગળ હોવો જ જોઈએ મને આપણા દેશનાં સંગીત પર ખૂબ જ પ્રેમ છે અને સંગીત કોઈપણ વ્યક્તિ ગાઈ શકે પછી તે દિવ્યાંગ હોય અપંગ હોય બીજી રીતે શારીરિક તકલીફ ધરાવતા હોય શારીરિક ક્ષતિ ધરાવતી હોય તેવી વ્યક્તિઓ પણ ખૂબ સારી સંગીતની કળા એમનામાં હોય છે અને આ રીતે સંગીતમાં નિપુણતા મેળવી આજે દિવ્યાંગ ભાઈઓ બહેનો પણ સંગીતની સંગીતના વ્યવસાયમાં ખૂબ આગળ છે ઘણા બધા દિવ્યાંગો મળીને સંગીત માટેની ઓરકેસ્ટા ચલાવે છે અનેક જાતનાં અદ્યતન સાધનોનું ઉપયોગ કરે છે અને હું પણ સંગીતમાં રચ્યો પચ્યો રહું છું મારા જીવનમાં સંગીત સમાયેલું છે સૌથી સારામાં સારું મારું વિષય હોય તો તે સંગીત છે ધન્યવાદ